જેવી રીતે તાજેતરમાં આપણે જે બીજા સહેરમાં આપણું ટ્રાન્સફર એટલે કે બદલી થઈ ગઈ હોય છે તો આપણા બધા સરનામા બધા અપડેટ કરાવવા પડે છે પાસપોર્ટમાં આપણિ છે આધારકાર્ડ છે જે બધામાં અલગ અલગ સરનામું દસ્તાવેજોમાં ને બધામાં જે આપણા ડોક્યુમેન્ટ્સ હોય છે જે ડ્રાઇવિંગ લાઇસન્સ છે પછી ચુંટણી કાર્ડ છે એવી રીતે બધામાં અલગ અલગ કરવું હોય છે સ્થળાંતર માટેના જે અપડેટ કરવાનું હોય છે સંપૂર્ણ અરજી ભરવાની હોય છે તે પગલાં દસ્તાવેજો ને બધું ભરવું પડે છે